કોઈ ચિત્ર કામની શરૂઆત કરતું હોય તો સૌથી પહેલાં હું સલાહ આપીશ કે સૌપ્રથમ કોઈ પણ ચિત્ર દોરવું હોય તો એમાં બેઝિક સેપ જોવો કે એમાં કયા કયા સેપ આપેલા તો સૌથી પહેલાં બેઝિક સેપ ડ્રો કરો અને પછી એને એ ચિત્રને થોડા થોડા થોડા થોડા ભાગમાં એને ડિવાઇડ કરી દો પછી એમાંથી જોવો કે ક્યા સેપ છે એઝી ઇઝી છે હાર છે તો પહેલાં ઇઝી સેપ છે એ બધા બનાવી લો અને પહેલાં જ્યારે ડ્રોઈંગ કરો ત્યારે તમે એકદમ એકદમ આછી લાઇન ડ્રો કરો અને પછી એને ડાર્ક કરો અને ફાઈનલી એમાં સેડિંગ કલર્સ સ્કેચપેનથી જે પણ કાંઈ કરો એ ફાઈનલી તેમાં કરો તો તમારો ડ્રોઈંગ બહુ જ સારો થશે